હા ખરેખર બાળકોને ગુજરાતી ભાષા શીખવવું જ જોઈએ કારણ કે અત્યારે હું જોઉં છું તો બધા જ વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકતાં હોય છે અને અંગ્રેજીનું જ જ્ઞાન આપતા હોય છે પરંતુ ગુજરાતી આપણી માતૃભાષા છે અને એને ક્યારેક ભૂલવી ન જોઈએ ઘરની અંદર તો ગુજરાતી ભાષા બોલતા જ હોય છે જે અત્યારે જે આપણા ઓલ્ડ જે વૃદ્ધ જે આપણા છે આપણા ઘરની અંદર વડીલો છે એ લોકો ગુજરાતી બોલતા હોય છે પણ જે નવા નવું જનરેશન છે જે એકદમ નવા બાળકો છે એ લોકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન ઓછું હોય છે તો મારા પ્રમાણે મારા મંતવ્ય મુજબ ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ હવે તો ગુજરાતી સિનેમા દ્વારા કે ગુજરાતી માધ્યમો દ્વારા કે ગુજરાતી પ્રચારો બી એટલા સરસ થઈ રહ્યા છે કે જેથી કરીને ગુજરાતી ભાષાનું હવે અત્યારે માહિતી બી બધી જગ્યાએ મળી રહી છે પૂરી પાડી રહી છે અને ગુજરાતી ભાષા ખૂબ જ સરળ છે અને સહેલી ભાષા છે એની અંદર ખૂબ જ તમને અવનવા શબ્દને ઘણુંબધું જાણવા મળશે ગુજરાતી શબ્દ એ એની અંદર એટલા બધા શબ્દો છે તે ગુજરાતી ભાષા એક પ્રાચીન ભાષા છે તો વર્ષોથી બોલા બોલાતી આવી રહી છે તો એને હવે આગળની નવી પેઢીઓ એને ભૂલી ન શકે આગળની પેઢીઓ એ યાદ રાખે અને આપણી માતૃભાષાને આપણે એ પ્રોત્સાહિત ના કરશું તો બીજા કોણ કરશે તો જેથી કરીને ગુજરાતી ભાષા શીખવા માટે બાળકોને ગુજરાતી માધ્યમ શાળા જે હોય છે ગુજરાતી માધ્યમ શાળામાં મૂકવા જોઈએ એક વાર મારો પોતાનો મંતવ્ય અનુભવ કહુ તો મેં ગુજરાતી માધ્યમમાં પણ હું પોતે ભણી છું તો મને ગુજરાતી માધ્યમનું શિક્ષણ છે બહુ સારી રીતે યાદ છે એ ત્યાં અમે જે તાલીમ લીધી હતી એ ખૂબ જ સારી રહી છે જે મને અંગ્રેજી માધ્યમમાં પણ પાછળ જતાં એટલી ના મળી કારણ કે ગુજરાતીની અંદર તમે જોશો તો એટલા બધા આપણા કવિઓ થઈ ગયા છે કવિ નર્મદ છે અને એટલા બધા સારા લોકો ગુજરાતીની અંદર કવિતાઓ લખી છે તો એ કવિતાઓ તમે જોશો તો એટલી બધી પ્રાચીન છે તો એ જે ગુજરાતી શાળાની અંદર ગુજરાતીની અંદર પ્રાર્થના ગુજરાતીની અંદર કવિતાઓ ગુજરાતીની અંદર ગઝલ ગુજરાતીની અંદર બધી વાર્તાઓ એ બધી થતી હોય છે તો એ બાળકોને એ બધી વસ્તુઓ સંભળાવી જોઈએ બધી જ જે કથાઓ છે એ બધી બાળકો સુધી પહોંચાડવી જોઈએ એના માટે ગુજરાતી શાળા મારા માટે બેસ્ટ રહેશે અને એ શ્રેષ્ઠ માર્ગ છે ગુજરાતી ભાષા શીખવા માટેનું અને ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે તો એને પહેલાં આપણે પ્રાયોરિટી અને પ્રાથમિકતા આપવી જ જોઈએ પછી તમે રાષ્ટ્રિય ભાષા કે બીજી નેશનલ ભાષા પર તમે જઈ શકો છો પણ ગુજરાતી ભાષાને પહેલાં જ આપો કેમ કે એ આપણી પોતાની માતૃભૂમિ છે અને આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ તો આપણને બધાને ગર્વ હોવો જોઈ કે આપણે ગુજરાતી છે